મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ ગીર નેસનલ પાર્ક સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાબરમતી રિવર ફ્રન્ટ અડાલજની વાવ રાણીની વાવ સોમનાથ મંદિર દ્વારકા મંદિર મોઢેરા સ્ટે મંદિર સફેદ રણ સ્વામિનારાયણ મંદિર ચંપાનેર વડોદરા કાંકરિયા તળાવ ભૂજ જેસલમેર ગાંધીનગર સાપુતારા જુનાગઢ જામનગર